અત્યારના બાળકો ક્યાં વાંચે જ છે વાંચનને વધારવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ એ માટે ઘરેથી એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ ઘરના સભ્યોએ બાળકને મોબાઈલ આપવાના બદલે પુસ્તકો આપવા જોઈએ અને દાદા દાદીએ વાર્તાઓ કહેવી જોઈએ પરિવારોએ વાંચન માટે સમર્થન પૂરું પાડવું જોઈએ જે સ્કૂલમાં જાય છે શાળામાં જાય છે ત્યાંનાં શિક્ષકોએ પણ વાંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ બાળવાર્તાઓ આપવી જોઈએ સાહસિક પ્રવાસ કથાઓ વાંચવા આપવી જોઈએ મહાપુરુષના જીવન સબંધિત ઘટનાઓ પ્રંસગો જણાવવા જોઈએ આવી રીતે તેમની વાંચનની ક્ષમતા વધારવા માટે તેમને પ્રોત્સાહિત કરવું કરવાં જોઈએ આ માટે ઘરેથી તેમને પૂરતું સમર્થન મળવું જોઈએ અને સ્કૂલે જાય છે ત્યાંથી શાળાના શિક્ષકો તરફથી તેમને સમર્થન આપવું જોઈએ અને આપણાં જે ઐતિહાસિક વાર્તાઓ છે ઐતિહાસિક પાત્રો છે તેના દ્વારા તેમને વધારે પડતી વાર્તાઓ કહેવી જોઈએ તેમને ઇતિહાસની વાર્તાઓ કહેવી જોઈએ અને મહાપુરુષોના પાત્રો દ્વારા તેમને પ્રોત્સાહિત કરવાં જોઈએ આવી રીતે બાળકોને મોબાઈલ આપવાના બદલે તેના હાથમાં પુસ્તક આપવું જોઈએ જેથી તે વાંચશે અને તેમના રસને રસને લગતા પુસ્તકો તેને આપવા જોઈએ એ જેમકે બાળ વાર્તાઓ આપવી જોઈએ સાહસિક સાહસિક વાર્તાઓ આપવી જોઈએ પ્રવાસ કથાઓ વાંચવા દેવી જોઈએ નાટકો વાંચવા દેવા જોઈએ ઘણા બધા બાળકોને નાની નાની કવિતાઓ વાંચવાની મજા આવતી હોય બાલગીતો વાંચવાની મજા આવતી હોય તો તેને તે આ વાંચવા આપવા જોઈએ